હું જો એક કાલ્પનિક પાત્રને જીવનમાં લાવી શકું તો તે શ્રી કૃષ્ણ હશે શ્રી કૃષ્ણ સાથે રહીને એક દિવસ આખો પસાર કરવા માગું છું તેની સાથે હું મારી ભક્તિ મારો પ્રેમ વ્યકત કરવા માગું છું અને શ્રી કૃષ્ણને રાધાજી સાથે જે અન્યાય થયો છે તે હું જણાવવા માગીશ કે રાધાજી સાથે તમે કેમ લગ્ન ન કર્યાં જો તમે રાધાજી સાથે લગ્ન કર્યાં હોત તો એક અમર પ્રેમ કથા બની રહેત અને જે યશોદા માતા અને બાબા નંદજી સાથે તેઓએ ખાલી બાળપણ જ વિતાવ્યું છે તો હું કહેત કે તમે તેમની સાથે રહો અને દેવકી માતા અને વાસુદેવને પણ સાથે રહેવા માટે હું હું કહેત અને આ સંસારમાં જે ચાલી રહેલા પહાડ કપટો છે તેના વિશે હું શ્રી કૃષ્ણ સાથે ચર્ચા કરત અને કહેત કે આપણાં જીવનમાં જે બધી મુશ્કેલીઓ આવે છે દુઃખો આવે છે તેનું મૂળ કારણ શું છે અને આ સંસારમાં જે કાળમુખાઓ છે જે અહંકારીઓ છે એ લોકોનો અહંકાર દૂર કરવા માટે હું વિનંતી કરીશ આ સિવાય હું પ્રેમ વિશે શ્રી કૃષ્ણ પાસેથી વધારે જાણત કેમકે તે પ્રેમના પ્રેમના દેવતા કહું તો પણ ચાલશે તેનો શ્રી કૃષ્ણનો અને રાધાજીનો પ્રેમ અમર હતો તો તેમના પાસેથી પ્રેમ કેવી રીતે કરવો કેવી રીતે એનું સન્માન જાળવવું એ વિશે જાણત પછી દ્વારકા નગરી વિશે વાત કરત આવી રીતે હું ઘણી બધી વાત કરત